હેલો ગુડ આફ્ટરનુન ઝીલ વાત કરું છું વલસાડથી અહ હા આપણે છે ને સાત સીટર અમને એક ગાડી જોઈએ છે હું વાપીથી વાત કરું છું મારે તીથલ જવાનું છે સ્વામિનારાયણ મંદિર તો આપણે કેટલા એટલે કેટલા પૈસા થાય છે પર પર્સન મારું વાપી રહેવાનું છે વાપી ગુંજન ચોકડી અને ત્યાંથી આપણે અહીંયા સ્વામિનારાયણ મંદિર આવવાનું છે તિથલ સિટી હા ના અમારે એતો એનો ખાલી વાંધો નથી ખાલી અમને ત્યાં તમારે ડ્રોપ કરી દેવાનું છે હા અમે કરી દઈશું હમ પર પર્સન અચ્છા હા એસી એસી હમ હમ તો અને આપણો ટાઈમ સવારે છે ને એચ્યુલી સાત વાગ્યે અમારે નીકળી જવાનું છે અને અહીંયા આપણે નવ વાગ્યા પહેલાં પહોંચી જવાનું છે તો પહોંચી જવાશે ને હમ હમ ઓકે હા સારું પણ આપણે અહીંયા એકચ્યુલી અમારે એવું છે કે આપણું બજેટમાં થોડુંક આમતેમ ન થાય અચ્છા અચ્છા સારું તો અને બીજું એ કે તમે ખાલી પેલું સ્વામિનારાયણ મંદિર જ એ અમને એ જ પ્લેસ કરાવશો કે બીજી કોઈ બીજી કોઈ જગ્યાએ પણ તમે લઈ જશો કે પછી ખાલી અચ્છા ઓકે સારું તો કંઈ નહીં હું તમને જણાવીશ અમારે બે દિવસ પછી કરવાનું છે એટલે બે દિવસ પછી તમને હું ટાઈમ સાથે કહી દઈશ હ ને સારું સારું ઠીક સારું સારું